અત્યારે તો મારી લેખન પ્રવૃતિઓ દ્વારા કોઈ ખાસ આકાંક્ષા કે ખાસ લક્ષ્ય કાંઈ છે નહીં કારણ કે ગીતામાં પણ જેવી રીતે કહ્યું છે કે કર્મણીય વાધિકા રસ્તે મહાફલેસું કદાચિનમ એટલે કે આપળો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે તેનું ફળ શું આવશે તે ઈશ્વરના હાથમાં છે એટલે કે આપણે પ્રયત્નો કરતાં રેવું જોઈએ અને તેનું સારું ફળ ઈશ્વર અવશ્ય આપે છે એટલે અત્યારે જે હું લેખન કાર્ય કરું છું મને કવિતાઓ લખવી વધારે ગમે છે દુહા છે નાની નાની કવિતાઓ છે ગઝલ લખવાનો પણ પ્રયત્ન કરું છું આ બધી કવિતાઓ લક્ષ્યોને આકાંક્ષા એટલી બધી છે નહીં અત્યારે શોક ખાતર અને માત્ર મને જે સાહિત્યમાં રસ છે તેના કારણે હું લખું છું કે હું કાંઈક નવું સર્જન ફક્ત મારે મતલબ કે હું જ્યારે ફ્રી ટાઈમ હો જ્યારે હું બેઠો હું કાંઈક એવું મગજમાં આવે કે ના આ મારે લખવું છે પછી ક્યારેક સમાજમાં એવું કોઈ સમસ્યા દેખાય તેના વિષે પણ લખું છું કે સમસ્યા દ્વારા હું લોકોને જાગૃત કરી શકું જોકે એટલું બધું પ્લેટફોર્મ અત્યારે કોઈ મારા પાસે છે નહીં પણ સોસિયલ મીડિયા એ બહુ સારું પ્લેટફોર્મ છે એટલે યૂટ્યૂબ છે તેમ જ ઇન્સ્ટાગ્રામ દ્વારા હું તે મારી અલગ અલગ શાયરીઓ છે નાની નાની અમુક અમુક મોટી થોડી કવિતાઓ છે વગેરે હું અપલોડ કરું છું જેના કારણે બે પાંચ લોકો પણ એ જોવે અને સમાજમાં થોડી ઘણી જાગૃતિ આવે તો હું મારી જાત મારી જાતને ધન્ય ગણીશ કારણ કે આપણા પ્રયાસથી જો કોઈ માણસ સુધરતો હોય જો કોઈ માણસનું સારું થાતું હોય તો એમાં એ આપણે કરવું જોઈએ એટલા માટે અત્યારે જે હું લેખન કાર્ય કરું છું તેમાં મારી કોઈ ખાસ અપેક્ષાઓ અત્યારે તો છે નહીં કેમકે અત્યારે જે હું લખું છું તે એટલું બધું મતલબ કે શ્રેષ્ઠ તો હોય છે જોકે શ્રેષ્ઠ ન કહી શકાય એવું કોઈ કાર્ય હોતું જ નથી પરંતુ હજુ મારે અભ્યાસની જરૂર છે કારણ કે કાવ્ય સર્જન કરવું કાવ્ય સર્જન કરવું વાર્તાઓ લખવી તેના માટે ઘણો બધો અભ્યાસની જરૂર પડે છે ને જેમ આપણે અભ્યાસ કરીએ તેમ આપણું લેખન કાર્ય સારું થાતું જાય છે એટલે અત્યારે જે અપેક્ષાઓ એટલે હોય તો ખરા મગજમાં પણ તે ગુણ બાબત છે કે આગળ જઈને આપણા મતલબ કે આપણી બુક્સ કોઈ બને બુક પ્રકાશિત કરીએ આપણે બુકનું વિમોચન થાય બધા લોકો એને વાંચે વિચારે અને લોકોને રિલેટ થાય પણ અત્યારે તેઓ એવો કોઈ ખાસ પ્રયાસ નથી કારણ કે અનાયાસ જે કાર્ય થાય છે એ સાયાસ કાર્ય કરતાં વધારે શ્રેષ્ઠ હોય છે એટલે કોઈ આપણે કાર્ય પ્રયત્નપૂર્વક કરીએ મગજમાં વિચારીને કરીએ કે આ કામ મારે કરવું છે ત્યારે એ આપણી પોતાની શક્તિ હોય છે પણ જ્યારે આપણે અનાયાસ જે કાર્ય થઈ જાતું હોય છે એટલે કે કોઈ લક્ષ્યથી નહીં બસ મગજમાં કવિતા આવીને લખી નાખી એટલે કે જે અનાયાસ કાર્ય થઈ જાય છે તે વધારે શ્રેષ્ઠ હોય છે એટલા માટે અત્યારે જે હું કવિતા લખું છું તે ફક્ત મારા શોખ ખાતર લખું છું અને અમે અમુક એવી કવિતાઓ છે કે જે મને મગજમાં ક્યારેક એવું થાય છે કે સમાજમાં કુરિવાજ છે કે દુષ્કૃત્ય છે કે આવું કંઈ થઈ રહ્યું છે એટલે હું જે કવિતા લખું છું તે સમાજમાં થોડી ઘણી જાગૃતિ લાવવા માટે લખું છું દાખલા તરીકે કોરોનાકાળમાં પણ અમુક એવી પરિસ્થિતિ હતી કે જ્યારે રાત્રે કર્ફ્યુ કરી દેવામાં આવતું સવારે કર્ફ્યુ ખૂલ્લું રખાતું અને પૈસાવાળાને જે મોટા મોટા નેતા લોકો છે તે ઘણા માણસોને ભેગા કરતાં પણ જો કોઈ વ્યક્તિ બજારમાં કંઈ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જાય તો ત્યારે કર્ફ્યુ કરી દેવામાં આવતું અને તે લોકોને હેરાન કરવામાં આવતા તો તેના પર પણ મેં આકરા પ્રહારો કરીને એક કવિતા લખેલી હતી ત્યારબાદ અત્યારે આપણે જોઈએ છીએ કે દેશભક્તિ થોડા સમય માટે જાગે છે ને પાછી શમી જાય છે એના માટે ગઈ પંદરમી ઓગસ્ટે મેં એક પંક્તિ લખેલી છે કે અચાનક જાગેલી દેશભક્તિ તે પળમાં શમી જવાની ઢળતી સાંજ તે ક્યાં સુધી પળમાં ઢળી જવાની એટલે કે જે સાંજ હોય છે સનસેટનો વ્યૂ હોય છે તે જોવામાં તો બહુ સારો હોય છે પરંતુ તે ક્યારે પૂરો થઈ જાય છે તેની ખબર નથી રહેતી મતલબ કે સનસેટનો જે વ્યૂ હોય છે એ બહુ સારો હોય છે પણ તે ટૂંક સમય માટે હોય છે એવી જ રીતે આપણે જ્યારે પંદરમી ઓગષ્ટને છવીસમી જાન્યુવારી આવા જ્યારે રાષ્ટ્રિય કાર્યક્રમો આવે છે ત્યારે જ આપણે આપણી દેશભક્તિ જાગૃત થાય છે દેશભક્તિ જાગૃત થાય છે અને ત્યારબાદ તે પળમાં શમી જાય છે જેવી રીતે ઢળતી સાંજે પળમાં ઢળી જાય છે એવી રીતે આપણી દેશભક્તિ પણ તરત જ પૂરી થઈ જાય છે મિન્સ કે પછીના ત્રણસો પાંસઠ દિવસમાં આપણે એ ભાન રહેતું નથી કે આપણે ભારત દેશના નાગરિક છીએ અને બીજું કાંઈ ના કરીએ તો કાંઈ નહીં પણ આપણે જે ક્ષેત્રમાં છીએ તેમાં આપણું સો ટકા યોગદાન આપીએ અને જાહેર સ્થળોને અને જાહેર સંપત્તિને તો નુકસાન ન જ કરીએ પણ આ સમજ બાકીના દિવસોમાં કોઈને રહેતી નથી ફક્ત બે કે ત્રણ દિવસ જ બધા ઝંડાઓ રાષ્ટ્રધ્વજ લઈને નીકળી જાય છે તો આવી મારી અપેક્ષા એક એ છે કે મારા લેખક કાર્યથી સમાજમાં જાગૃતિ આવે સમાજ કંઈક નવો ચીલો પાડે અને નવા માર્ગે ચાલતો થાય એના માટે અત્યારે હું કાવ્ય સર્જન કરું છું મારા સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરું છું અને ઘણા સારા એવા એમાં પ્રતિસાદો પણ મને જોવા મળે છે મારી એક કવિતા લગભગ ચાર પાંચ વરસ પહેલાં મેં એક મેગેઝીનમાં પણ પ્રકાશિત કરેલી તે અંગે પણ વિદ્વાનોના ઘણા સારા મને પ્રતિસાદ મળેલા લક્ષ્યો ને આકાંક્ષાઓની વાત કરીએ તો અત્યારે તો ખાસ કંઈ લક્ષ્ય છે નહીં પણ આપણે અલગ અલગ સર્જકોનો અભ્યાસ કરતાં હોઈ છીએ જીવન ચરિત્ર વાંચતાં હોઈ છીએ જેમકે ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણી છે ઉમાશંકર જોશી છે ચંદ્રકાંત બક્ષી છે આવા ઘણા બધા સર્જકો જે અસંખ્ય સર્જકો છે તેના વિષે આપણે સાંભળતા હોઈએ છે કે તેણે આટલા આટલા પુસ્તકો આટલા વર્ષમાં લખ્યા હતા આવી આવી તેની નવલકથાઓ છે આવી તેના કવિતાસંગ્રહો છે એટલે આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં આપણે અત્યારે લેખન કાર્ય કરીએ છીએ એ લોકો જે ચિલે ચાલ્યા જે રસ્તે ચાલ્યા છે તે રસ્તે આપણે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે હવે એવી અપેક્ષાઓ જાગે કે તેના જેટલું માન ભવિષ્યમાં આપણને મળે આપણને પણ એવોર્ડ્સથી અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે તો આ રીતે અત્યારે મારી અપેક્ષા બસ એટલી જ છે કે હું મારે માત્ર શોખ ખાતર લખું છું અને અમુક કવિતાઓ છે જે સમાજમાં જાગૃતિ માટે લખું છું બાકી ભવિષ્યમાં જો મારું કાર્ય શ્રેષ્ઠ હશે અને લોકોને ગમશે સાહિત્ય રસિકોને ગમશે તો તો તેની પ્રશંસા અને તેનું યોગ્ય યોગ્ય મૂલ્ય અવશ્ય થશે તેવી મને તેવો મને દિલથી ભરોસો છે